હા મને પુસ્તક હાથમાં લઈને વાંચવાનું ગમે છે તેના ઇલેક્ટ્રોનિક રૂપ કરતાં કારણ કે પુસ્તક હાથમાં લઈએ તો એ પુસ્તક એ પોતાના સાથે એક સંબંધ બાંધે છે પુસ્તક એ હાથમાં લઈએ તો એ પુસ્તકનો જે સ્પર્શ છે એ મનમાં એક જીવંતતાનો અનુભવ આપે છે પરંતુ ઇલેક્ટ્રોનિક રૂપમાં એવો કોઈ લાગણીનો સબંધ બંધાતો નથી પુસ્તકના અક્ષરો એ એક જીવંતતાનો આભાસ આપણને આપે છે કારણ કે તેમાં લિપિ સારી રીતે સચવાએલી હોય છે